આપણે દર્શન સ્ટેશનરીમાંથી વાત કરો છો મારે સ્ટેશનરી મંગાવી હતી

તો મારો ઓર્ડર લખી લો ને હમ ઓકે અને ઇલેવન સ્ટાન્ડર્ડનું ફિઝિક્સ કેમેસ્ટ્રી એની પાંચ પાંચ બુક જોઈએ છે બંને જોઈએ છે

અને કંપાસ બોક્સ અને ફિસિક્સને કેમેસ્ટ્રીમાં જે બધાં ઇન્સટ્રૂમેંટ કામ લાગતા હોયને તે બધું જોઈએ છે ઓકે હા એ બી પાંચ જ જોઈએ છે હં હાં હઁ હઁ હઁ હઁ હઁ હમ હઁ

આખો સેટ જ જોઈએ છે તો તમને એક એક કંપાસ બોક્સ મને આ બુક્સ સાથે તમે બધું કરીને આપો તો કેટલે સુધી આપી શકો આપણી પાસે મિડલ ક્લાસના સ્ટુડન્ટ હોય તો આપણે એને થોડુંક પોષાય એ રીતનું આપવું જોઈએને એકસો પંચોતેર વાળામાં કઈ તમે કન્સેશન કરી શકો એમ છો

ઠીક છે તો નથી રાખતા ડીલેવરી ઓકે ડીલેવરી ક્યારે થશે મને એઝ સુન એઝ પોસિબલ જોઈએ છે જેટલું જલ્દી બને એવું કોર્સ ચાલુ થઈ ગયો છે એટલે છોકરાઓને હા આગળ તમે જેટલું જલ્દી બને એટલું મંગાવો પછી કોર્સ ચાલુ થઇ જશે છોકરાઓની એક્ઝામ ચાલુ થશે એટલે મને જલ્દી જોઈએ

ઓક ઓકે ઓક ઑકે ઓકે મારુ એડ્રેસ મારુ એડ્રેસ

આજ સુધી હમ હઁ બરાબર બરાબર બરાબર બરાબર બધુ પાંચ પાંચ બુક પાંચ પાંચ આપણું એડ્રેસ તમારું હશે જ તમે દર વખતે માલ મોકલાવો છો એટલે હાં ઓકે લોકેશન મોકલું ઓકે સારું સારું સારું ઓકે સારું સારું સારું હાં

બરાબર હમ હમ બરાબર હાં સારું હાં હાં હાં સારું બસ બસ બરાબર બરાબર બરાબર હાં બરાબર માલ મળશે એટલે હું તમને પેમેન્ટ તરત કરી દઇશ ગૂગલ પે કરી દઈશ માલ મળશે તો હું એ પ્રમાણે તમને તરત જ ગૂગલ પે કરી દઇશ સારું સારું ઓકે